હલો હું વંશ વાત કરું છું મેં તાજેતરમાં જ મારી નોકરી બદલી છે તેથી હું મારા પીએફ બેલેન્સને મારી જગ્યાએ આવેલ નવા કર્મચારીને ટ્રાન્સફર કરવા માગું છું તેથી હું સૌ પ્રથમ મારા બીપીએફઓ પોર્ટલ લૉગઇન આઇડી પાસવર્ડ દ્વારા લૉગઇન કરીશ પછી ટ્રાન્સફર વિભાગે હેડે પ્રક્રિયા શરૂ કરવા માટે મારા યુએએન એટલે કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર અને મારા અને મારી જગ્યા ઉપર આવેલ નવા કર્મચારીનો ખાતા નંબર અને પાસવર્ડ નાખી ત્યારબાદ ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ થશે અને દસથી પંદર મિનિટમાં આ પ્રક્રિયા પૂર્ણ થશે થેન્ક્યુ